હાલો હાઉ આર યુ મિસ્ટર બેડી કેમ છો શું હમણાં થી અમારા શોપ પર આપની મુલાકાત નથી

અચ્છા લેડિસના લેડિસ વર્જનમાં સારા બ્રેસલેટ ચેન અચ્છા ડાઇમંડ વર્ઝનમાં છે કઈ ઉપલબ્ધ ઓકે અપરમા ન્યુ વર્ઝનમાં કાઇ ખરું ઓકે તો જે કાઇ જે કાઇ નવું નવું હશે તે બધુ લેતા આવશો પ્રોપર ઘણા બધા કસ્ટમર્સ મારી પાસે ઇન્ક્વાયરી કરવા માટે આવે છે આપ કાલે અવૉ ઓકે

ઓકે થેન્ક યુ